એક વાર મેં મારા માટે પગરખા મંગાવેલા અને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો તો જે પ્રમાણે ક્વોલિટી જે પ્રમાણે કલર સાઇઝ જણાવી હતી એ પ્રમાણે મને સારી એવી મળી ગઈ અને ક્વોલિટી પણ સારી અને પહેરવાથી કમ્ફર્ટસ પણ બહુ સારો રહ્યો એટલે ઓનલાઈન ખરીદી મારા માટે તો બહુ જ સારી રહી